હું પુસ્તક સિવાય ઘણા બધા સામાયિકય વાંચું છું અખબારો પણ વાંચું છું એમાં સદ્ભાવના ફોરમ છે મૈત્રી ભાવ છે પરબ છે શબ્દ સૃષ્ટિ છે કે પછી તમે ભૂમિપુત્ર છે એના સિવાય અક્ષર જ્ઞાન છે સફારી છે દ્વીદલ છે ત્રિમંડળ છે એવા ઘણા બધા હું રયોને સામાયિકો વાંચું છું એ ઉપરાંત હું સંદેશ દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચાર અને સાથે નવ ગુજરાત સમય અને થોડાક થોડાક ટાઇમ માટે ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનું પણ હું વાંચન કરું છું અન આ સામાયિકોમાં સામાયિકોની અંદરથી આપણને પુસ્તકો જેવું જ એ જોવા મળે છેને આ ઉપરાંત જે હાલની જે પરિસ્થિતિ છે હાલની જો સમયગાળો છે એમાં કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈ પણ જાતનો કોઈ પણ પ્રોબ્લેમ હોય સમસ્યા હોય તો એના વિષેની વાત આપણને સામયિકની અંદર કરવામાં આવતી હોય છે અને અખબારોની અંદર રોજની રોજની આપણી કોઈ પણ જાતની નવી માહિતી હોય કે કોઈ પણ નવી પ્રવૃતિ થતી હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્નનો હલ હોય એના લગતી આપણને તાજે તાજી ખબરો પણ આપણને અખબાર દ્વારા આપણને મળતી હોય છે